હા મેડમ બોલોને હા જ અવ્યો તો હં હા બોલોને મેડમ

બે આપણે કાંઈ નહીં કરીએ આપણે આ શનિવારે આવે ને એ તો શનિવારે વાલી મિટિંગ કરવાની છે તે આપણે વાલી મિટિંગને વાલીને ને બોલાવીને આપણે લેશન ડાયરીને અપાવીશું ને દરરોજનું દરરોજ લેસન આપણે લખી દેવાનું ને શિક્ષકને એવું ધ્યાન રાખવાનું એવું

હા એ વાત સાચ

હં હં હા પણ આપણે લેશન ડાયરીમાં લેશન લખાવો ને તો એ આપણે જો એ પછી ઘરેથી આવે ને તો એમાં જોવાનું કે વાલીની સહી કરેલી છે કે નથી કરેલી જો સહી કરેલી હોય ને તો કહેવાનું ન સહી કરેલી હોય ને તો કહેજો પાછા કે વાલીની સહી કરતા આવો એમ આપણે લેશન લેશન ડાયરીમાં આપણે જોવાનું સહી કરેલી છે કે નથી કરેલી વાલીએ

હં

હા આપણે આ શનિવાર આવે ને એમાં વાલી મિટિંગ કરવાની તો એ બધી બાબતને આપણે હંધી વાત કરી લઈશું કે લેશન તમારો છોકરો કેમ નથી લાવતો યુનિફોર્મ કેમ નથી પહેરતો ને કાંઈ ગેરહાજર કેમ રહે છે ને એ હંધી વાતચીત આપણે કરી લઈશું આપણે વાલી મિટિંગ કરીશું ને શનિવારે ત્યારે બધી આપણે હંધી માહિતી આપી દઈશું એમાં હા શનિવારે હંધાય છોકરાને કહી દેજો ને કે આપણે વાલી મિટિંગ કરવાની છે તો વાલીને ને કહી દે હા આપણે લેશન ડાયરીમાં નોંધ કરી દેજો કે તમારે વાલી મિટિંગ છે શનિવારે તો વાલીને ફરજીયાત તમારે આવવાનું છે એમ